અમે જે ઑર્ડર આપ્યો હતો તેનું સરનામું બદલવાની જરૂર છે કારણ કે આ ઑર્ડર હવે તમે આ સરનામે ડિલિવર કરજો મારું સરનામું નીચે પ્રમાણે છે એકસો દસ નિર્મલ એપાર્ટમેન્ટ નારણપુરા અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક ત્રણ મારો મોબાઈલ નંબર નવ ચાર બે છ ત્રણ સાત બે પાંચ છ શૂન્ય છે મહેરબાની કરીને તમે આ ડિલિવરી ઉપરના સરનામે કરજો કારણ કે જૂનાં સરનામે તમને કોઈ મળશે નહીં